હા બોલો હા હા બોલો હાં બરાબર છે તો ક્યા ક્યારે તમે ફ્રિજ લીધેલું દોઢેક વરસ થયુંને તો તમારે વૉરંટીમાં ને એમાં તો નહીં હોય એ ચેક કરવું પડે તમે પાવર ને એ બધું સપ્લાય જોઈ ચેક કર્યું છે ને પ્રોપર

હં હં હં હં તો બીલ તો જોઈશે તો તમ કેમની ખબર પડશે વાંધો નહીં ચાલો હું એવું હશે તો રૂબરૂ ચેક કરાવી અને જોવડાવી લઇશ પણ તોય તે છતાંય તમે ત્યાં અંદર એક કુલિંગની અને એની એક સ્વીચને આવતું હશે એમાં કઈ તમે કોઈએ કે નાનું છોકરું કે કઇ હોય એને ફેરફાર કર્યો છે કે નહીં એ ખાલી જોઈ લેજો ને તો પછી શું હં બરાબર એટલે તમાર પ્રોબલેમ તમારે એ એટલે ક્યા ક્યારે અત્યારે આવે છે કે ઉનાળામાં વધારે આવે છે કે પછી ક્યારે આવે છે બરાબર ના એટલે અમુક ટાઈમે એવું હોય કે કદાચ ઉનાળામાં પેલું પ્રેશરને આ પેલું વૉલ્ટેજને એ થોડું એ હોયને તો કદાચ આવું ફલકચ્યુએશન થઈ શકે પણ વાંધો નહીં તો હું એ તો એવું હશે તો ચેક કરાવવા તમારું એડ્રેસને ને એ આપી દો તો હું

હા હા ઓકે